હા હું રીલેક્સ મસાજ સેંટરથી વાત કરી રહી છું ડોક્ટર આશ્વી બોલો હમ બોલો હા હા પ્લીસ વાત કરો બોલો

હમ હમ

ઓકે અમારી પાસે ફૂલ બોડી મસાજ છે એમાં બે ટાઈપની હોય છે એક ડ્રાઇ મસાજ હોય છે અને એક ઓઇલ બેઝ મસાજ છે ઓઇલ બેઝ મસાજમાં એટલે મારે પૂછવું પડશે કે તમને કોઈ બી ઓઇલથી એલર્જી તો નથીને ઓકે અને હેડ મસાજમાં એક સેલ્ફ મસાજ છે ડીપ ટીસ્યુ મસાજ છે અને શિરોધરા છે અ રેલેક્સેસન માટે હું ડીપ ટીસ્યુ મસાજ અને ફૂલ બોડી મસાજ રેકમેન્ડ કરીશ સૌથી વધારે કસ્ટમર્સ એ જ કરાવડાવવા આવે છે અહીંયા જે હેડની મસાજ છે ડીપ ટીસ્યુ મસાજ એમાં ફોર્ટી ફાઇવ મિનિટ્સ લાગે છે અને ફૂલ બોડી મસાજમાં દોઢ કલાક લાગે છે

હા ડીપ ટીસ્યુ મસાજની પ્રાઇસ છે ફોર હન્ડ્રેડ અને ફૂલ બોડી મસાજની છે નાઇન હન્ડ્રેડ હા એટલે તમે ફસ્ટ કસ્ટમર છો ફસ્ટ ટાઇમ અહીંયા આવી રહ્યા છો તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે બે ટ્રીટમેન્ટ ઉપર હા શોપ નંબર થર્ટી ફાઇ પાંત્રીસ સુકન કોમ્પ્લેક્સમાં છે ત્રીજા માળે છે નિયર સુરધારા સર્કલ થલતેજ હં હં અહીંયા અહીંયા તમે મેટ્રોથી આવી શકશો અને બીઆરટીએસ પણ આવે છે અહીંયા આ બાજુ હમ તમે પ્લીઝ મને ડેટ કહી દો ને તો હું અપોઇન્મેન્ટ તમારી ફિક્સ કરી દઉં

હમ ઓકે ઓકે ઓકે નવ વાગ્યે અમારૂં શરૂ થાય છે તો તમને કેટલા વાગ્યે ફાવશે ઓકે નો પ્રોબલમ તો સાડા નવનું કન્ફમ કરી દઉં ને તમારુ અપોઇન્ટમેન્ટ ઓકે તમારું નેમ ઓકે ઓકે ઓકે નો પ્રોબ્લેમ ઓકે કનફોમ થઈ ગયું થેન્ક યૂ ફોર કોલિંગ